સૌથી પહેલામાં પહેલી પ્રવૃતિની વાત કરું તો મારા માટે તો વાંચન જ આવે છે પુસ્તક મળે એટલે તમારો એક આખો દિવસ ક્યાં જતો રહે એ ખબર પણ ના પડે કારણ કે વાંચવામાં એટલો સમય પસાર થાય છે અને ખૂબ જ આનંદથી કે ખરેખર સમયનો ખ્યાલ જ નથી રહેતો કે કેટલો ટાઈમ થઈ ગયો અને એવું પણ બની શકે કે એક દિવસની અંદર એક આખુ પુસ્તક પણ વંચાઈ ગયું હોય જો એ સિવાયના ટાઈમની વાત કરીએ તો હા ફરવા જવાનું ખૂબ ગમે છે એટલે ફરવા જવાનું વિચાર થાય કે ચલો કોઈક નજીકની જગ્યાએ તો નજીકની જગ્યાએ એક દિવસનો પણ પ્રોગ્રામ બનાવી અને ત્યાં ફરવા જઈએ અને બાકી મગજ એવું વિચારીએ કે આપણે ફ્રેશ કરવું છે તો એના માટે કોઈક વખત ગીત સાંભળવાનું કે ગીતો ગાવાનું પણ ગમે